મેં મારી મારા જીવન સમય દરમિયાન બહુ સારા ગાયકોને સાંભળ્યા છે જેમાં સ્વર્ગસ્થ બિસ્મિલ્લાહ ખાન શરણાઈવાદક સ્વર્ગસ્થ ગાયક મુકેશ આ ઉપરાંત સ્વર્ગસ્થ ગાયક તલત મહેમુદ જેને ગઝલ કિંગ તરીકે ઓળખવામાં આવે છે આ ત્રણેયને મેં નજીકથી સાંભળ્યા ત્રણેયની ગાયકી માણી છે

આજે તો ત્રણમાંથી કોઈ જીવંત નથી પરંતુ આજે પણ મારા મોબાઇલની અંદર મેં બિસ્મિલ્લાહ ખાનને કેદ કર્યા છે મંગળસ્વર કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે મંગળસ્વર એટલે કે શરણાઈ આ વાગતી શરણાઈ ને ઢોલ વાગે એટલે ખબર પડે કે ક્યાંક પણ શુભ પ્રસંગ છે આ શરણાઈવાદકનું હું અવારનવાર મને મન થાય ત્યારે સાંભળું છું મુકેશના બિનફિલ્મી ગીતો ખાસ કરીને મારી પાસે આજે ગાયકી અને સંગીત સાથે તૈયાર છે કોઈપણ ગીત મારે ગાવું હોય તો હું ગાઈ શકું છું એ જ રીતે તલત મહમુદના પણ બિનફિલ્મી ગીતો મારી પાસે ગાયકીની રીતે તૈયાર છે મારા પ્રિય ગાયક રફી અને અમે એને સાબ તરીકે જ જોયો છે નામ બોલવાનું જ નહીં સાબને સાંભળ્યા એટલે સમજી જવાનું કે રફી કૃષ્ણભક્તિનાં પાંચ ભજનો એક સમયે રેડિયો સિલોન ઉપર સવારે સાત થી સાડા સાત અને બપોરે જય ભરતીમાં ભરતભાઈ યાજ્ઞિક અચૂક મૂકતાં જન્માષ્ટમીએ એ ઉપરાંત એક સ્મિતા દેશપાંડે નામનાં એક ગાયિકા સુગમનાં એમને સાંભળવાનો તો ખરો પણ એમની સાથે મને સંગત કરવાનો તાલ સંગત કરવાનો મોકો પણ મળ્યો છે જ્યારે મને કહેવામાં આવ્યું કે તારા સિવાય કોઈને વગાડવાનું કીધું નથી એટલે હું મુંઝાતો હતો એમણે સવાલ કર્યો કે કેમ તમે તબલા નથી જાણતા એટલે મેં એમને કીધું કે મને બીજો કોઈ સવાલ નથી જો તમે શાસ્ત્રીય ગાયન રજૂ કરવાનાં હોવ તો એમાં જે વિલંબિત તાલ છે હું નથી જાણતો એટલે એમણે તરત જ હસી પડ્યાં મને કહે ના ના હું ખાસ કરીને ભક્તિ સંગીત સુગમ ગઝલ અને પછી મેં એમની સાથે લગભગ અઢી કલાકના કાર્યક્રમમાં સંગત કરી બહુ મજા આવી એ ઉપરાંત અમદાવાદનાં માનવ મંદિરના પ્રણેતા પંડિત દેવેન્દ્રભાઈ સ્વર્ગસ્થ દેવેન્દ્ર વિજયજી મહારાજ જૂનાગઢમાં આઠ દી નો એમનો કિર્તનનો રાત્રે કાર્યક્રમ અને મારે એમની સાથે સંગત કરવાની આવી એ સમયે મને એમ છે કે છોંતેર સિત્તોતેર વર્ષની ઉંમર હાર્મોનિયમ સાથે સંગત કરતાં કરતાં કરતાં કરતાં કરતાં સરગમો પર ઉતરી જાય અને પછી હમિંગ હાર્મોનિયમના પાસા અને પગમાં ભાંગેલું ભૂંગળું જેટલી સ્પીડે જાય એટલી સ્પીડે મારે તબલું વગાડવું પડતું પહેલે દિવસે તો પરસેવો છૂટી ગયો ત્યારબાદ સળંગ જેટલા દિવસ એમનો કિર્તનનો કાર્યક્રમ હતો હું એક કલાક રિયાઝ કરતો આવી વિભૂતિ સાથે પણ મને વગાડવાનો મોકો મળ્યો છે ને એમને સાંભળવાનો મોકો મળ્યો છે ઉપરાંત મને નામ યાદ નથી પણ પોરબંદરની હવેલીના મહારાજ એમનું હાર્મોનિયમવાદન સાંભળવું એટલે એક લ્હાવો હતો અને એમને સાંભળ્યા પછી બીજા કોઈ હાર્મોનિયમવાદકને સાંભળવાની ઈચ્છા ક્યારેય નથી થઈ